હું મારા ભાઈને એટલા માટે ભણાવવા ઈચ્છું છું જેમ કે ઇફ આગળ જતાં સારી રીતના એ જીવન જીવી શકીએ ભણવાનું તો ખૂબ જ મહત્વ છે જેમ કે મારા ભાઈને તો મેં સા સારું સારું બની કંઈક સારું કંઈક સારું બની શકે કંઈક કે એમાં એને એવું થયું કે ભાઈને પણ કેવું જેને જે લાઈનમાં જવું હોય તે જ લાઈન જેને એને જેમાં ઇન્ટરેસ્ટ હોય તે જ ભણાવવાની ઈચ્છા છે જેમ કે એને એને તો ટીચર બનવું છે તો ટીચર ટીચર બનવું છે તો એણે એને બરાબરની દસમાં અને બારમાં ધોરણમાં સારી એવી મહેનત કરાવવી પડે પછી સારી એવી મહેનત કરાવવી પડે વાંચવા કહેવું પડે પછી ટુસનમાં મૂકવું પડે પછી સ્કૂલનું લેશન કરાવવું પડે એટલે ભણવાનું તો ખૂબ જ મહત્વ છે આપણે ભણીએ તો કંઈક આપણે સારી એવી નોકરી મેળવી શકીએ એટલા માટે ભણવું તો આપણે જરૂરી છે જેમ કે એને ટીચરની લાઈનમાં જવું છે એ મારા ભાઈને એટલે એને તો દસમું દસમાં તો સારી રીતના મહેનત કરાવવી પડે પછી બારમાં ધોરણમાં પણ સારી રીતના મહેનત કરાવવી પડે પછી કોલેજમાં પણ બારમાં પછી કોલેજ થાય એટલે કોલેજમાં પણ સારા એવા ટકા લાવવા પડે પછી બીએડ કરે તો શિક્ષકની લાઇનમાં જાય તો ભણા શિક્ષકની લાઈનમાં જાય તો પછી બીએડમાં પણ સારું સારું શીખવા મળે મારો ભાઈ શિક્ષક બને તો આપણું આપણું આખો પરિવાર ઘર એ બધું આપણું સુધરી શકે એ માટે આપણે ભણવું તો ભણા ભણાવવું ભાઈને કાં તો આપણાં છોકરાને ભણાવવું તો જરૂરી જ છે ભણીએ ને તો આપણને કશું આવડે નહીં કઈ નોલેજ બી ના વધે એટલા માટે ભણાવવા આપણે મારા ભાઈને મેં ભણાવવા ઈચ્છું છું જેમ કે સારી રીતના પછી હમણાં તો કંઈ નહીં પણ અમુક ઉંમર પછી લગ્ન કરી દઈએ તો ભાઈની ભાઈની તો કેટલી બધી જવાબદારી આવે છે ઘરની જવાબદારી આવે છે ઘરની જવાબદારી આવે છે એટલે કંઈ તો સારું એવું ભણે તો કંઈક બની શકે તો ઘરમાં કંઈક સારી રીતના સુખી જીવન આપણને ભણીએ તો એમાંથી આપણે કાંઈક નોકરી કરીએ તો આપણને તેમાંથી પૈસો મળે આપણને પૈસાથી આપને સારી રીતના જીવન સુખથી જીવન આપણે જીવી શકીએ એટલા માટે ભણાવવા માટે ભણ ભણ ભણીએ નહીં તો કશું આવડે નહીં પહેલેથી જ આપણે આપણા ભાઈને ભણાવવી નહીં તો એને પૈસા ગણતાં આવડે આપણાં ઘરની દુકાન ખોલવી હોય દુકાન ખોલે તો આપણને એમાં બધું આપતા આવડવું જોઈએ પછી પૈસા પૈસા ગણવા માટે પૈસા લેવાના હોય પૈસા આપવાના દુકાનમાં કેવું હોય પૈસા ગણવાના હોય પછી બધું વસ્તુઓ કરિયાણાની દુકાન હોય તો બધી વસ્તુઓ આપવાની હોય તો પછી પૈસા લેવાના હોય પછી ઘરાકને પૈસા આપવાં હોય તો ભણવું તો જરૂરી છે આપણે ભણી આપણા ભાઈને આપણે મેં મારા ભાઈને ભણાવું નહીં તો એને પૈસા આપતા પણ આવડે નહીં ને એને પૈસા ગણતાં પણ આવડે નહીં એટલા માટે ભણવું તો એટલા માટે ભણાવીએ છીએ કેમ કે ભણવાથી ભણવાથી અનુ કેટલા બધા ફાયદા થાય છે વાંચતાં લખતા આવડે છે કંઈ સહી કરવા બેંકમાં જવાનું હોય બેંકમાં જવાનું હોય તો ભાઈ ભણેલો ના હોય તો બેંકમાં સહી ના કરી શકે પૈસા ઉપાડવાના હોય બેંકમાં કંઈક ખાતું ખોલવાનું હોય તો સહી કરવાની હોય તો ભણીએ નહીં તો પછી કશું ફોર્મ હોય તે પણ વાંચતાં ન આવડે ભણીએ તો બધું અલગ અલગ બધું વાંચવાનું મળે પછી એમાંથી બધું શીખે એટલા માટે ભણાવવું જોઈએ પછી ભણાવવું ભણાવવાનું તો એને એવું છે કે જેમાં ઇન્ટરેસ્ટ હોય તેમાં જ ભણાવવું જોઈએ પછી એને ઇન્ટરેસ્ટ ના હોયને આમાં આપણે ભણાવીએ તો ભાઈ પછી ઇન્ટરેસ્ટ ના લાગે એમ એટલા માટે એને જે જે જે લાઇનમાં ગમતું હોય તે જ લાઇનમાં ભણાવીએ છીએ અમે અમારા મમ્મી પપ્પા છે અમે છીએ તો બધી રીતના સારી રીતના અમે ભણાવવા ઈચ્છે છે એન એને જે લાઇનમાં ગમે છે એ જ લાઇનમાં અમે ભણાવવા માટે ઈચ્છે જે છે એટલે ઘરમાં બી સારી રીતના ભણે તો કંઈક કંઈક બની શકે એટલા માટે ભણાવીએ છીએ કે પછી કંઈક ભાઈ બને કે કંઈક કેમ કે ટીચર બને ડૉક્ટર બને કંઈ બી બને તો તેમાં પૈસા મળે એમાંથી પછી ઘર સારી રીતના ચાલે એટલા માટે ભણાવવા ઈચ્છે છે પછી પણ ભણાવીએ તો વાંચતાં આવડે ને કશે જાય બસમાં જવાનું હોય તો બોર્ડ વાંચતાં ન આવડતું હોય તો બોર્ડ વાંચતાં આપડે ભણીએ તો બોર્ડ એ બધું કંઈક આપણે કશે જવું હોય તો ફરવા જવું હોય કાં તો પછી કંઈક જવાનું હોય કાં તો પછી બસમાં કશેક બસમાં ફરવા જવું છે તો બોર્ડ ભણીએ તો આપણને બોર્ડ વાંચતાં બસનું બોર્ડ વાંચતાં આવડે પછી કોઈક ભણીએ તો અલગ અલગ જ જે અલગ અલગ રાજ્યમાં ફરવા જવું હોય અલગ અલગ રાજ્યમાં ફરવા જવું હોય તો અલગ અલગ જિલ્લામાં તો આપણે ભણેલા હોય તો આપણે આપણો ભાઈ ભણેલો હોય તો આપણે જઈ શકે ને પણ એ ભણેલા ના હોય એમ જ ના જઈ શકીએ તો એટલા માટે ભણાવવું તો જરૂરી છે પછી આપણા બાળકને મારા બાળકને એટલા માટે મેં ભણાવવા ઈચ્છું છું જેમ કે સારું એવું સારી એવી નોકરી કરી શકે સારું એવું ભણી શકે અને ભણીએ તો સારા એવો આપણે ભણીએ તો કંઈક બનીએ તો આપણું સારું જીવન જીવી શકીએ પછી તો આપણે મજૂરીઓ કરવી પડે પછી ભણવાનું તો ખૂબ જ મહત્વ છે એટલા માટે કેમ કે ઘર સારું ચાલે પછી આપણે કંઈક નોકરી કરીએ આપણો આપણો પુત્ર હોય તો એ નોકરી કરે તો આપણું ઘર છે એ સારી રીતના ચાલી શકે છે એટલા માટે ભણાવવા મેં ઈચ્છું છું